આપણે લવચિકપણું અને તાકાત વધારવા માટે આસનો તો ઘણાં બધાં છે પણ સૌથી શ્રેષ્ઠ આપણા માટે છે સૂર્ય નમસ્કાર સૂર્યનમસ્કારમાં આપણે એક સૂર્ય નમસ્કાર કરીએ સો ટકા ભૂલ રહિત તો તો આપણે નવ યોગા કર્યા તેમનું ફળ જે મળતું હોય તે એક સૂર્ય નમસ્કારમાં તમને મળી જશે જેથી હું મારી તાકાત અને મારી સ્ટ્રેંથ વધારવા માટે હું સૂર્ય નમસ્કારને વધારે સમય આપું છું અને જેટલો બને એટલા વધારે કરવાનો પ્રયત્ન કરું છું